હલો હ સ્ટેશનરી શોપથી બોલો છો મારે તમારી સ્ટેશનરી શોપ પર થી પેન કાતર પંજીંગ મશીન અને ટેપ લેવાનું છે ઓકે અને મને મારે જો આ વસ્તુઓ હોલસેલમાં લેવી હોય તો એની શું પ્રાઈજ હોઇ સકે છે ઓકે અને છૂટકમાં લઈ તો ઓકે ઓકે અત્યારે તો મારે જરૂર પ્રમાણે ખાલી ટેપ પેન અને કાતર ને પંજીંગ મશીન જ જોઈએ છે આગળ કઈ પણ વસ્તુની જરૂર હોય તો હું તમને ફરીથી કોલ કરી સકું છુ ઓકે થેન્ક યૂ